હલો

હા મીનાક્ષી બોલું કોણ બોલો હા હિમાંશુ મારો સન છે અચ્છા હ ડાન્સ ક્લાસમાં આવે છે તમાર ત્યાં

ઓ અચ્છા એવું છે ઓહો હમ હ

ઓહો ઓહો એટલે એ એવુ બિહેવિયર તો નથી કરતો લાઈક આમ ઘરે તો સારી રીતે બીહેવ કરે છે પણ કદાચ કોઈકે એવા ફ્રેન્ડ્સ હશે તો એના લીધે કદાચ એ બી થોડું આવી રીતના મીસબીહેવ કરતો હોય એવું બની શકે બાકી એવું નથી કરતો ઈ હ

હ હ હમ ના હું સમજી શકું હમ હ હમ હ હું સમજી શકું તમારી વાત ના ના બરાબર છે હા હા

સારું ચોક્કસથી એને હ હ હ હ હું ચોક્કસ આજે એને પૂછીશ શાંતિથી સમજાવીશ પૂછીશ શું કહે છે પછી જો એ નહીં બતાવશે તો પછી એના પપ્પાને વાત કરીશ કે શું પ્રોબ્લમ છે એને નથી ગમતું કે પછી કંઈક ફ્રેન્ડ્સ જોડે કંઈક મગજમારી થાય છે અને આવું કરે છે એ હું એને પૂછી લઈશ હ થેંક્યું તમે મને કોલ કર્યો અને જણાવ્યું મારા દીકરા માટે તમાર રિશ્તો બરાબર છે હા હા સરખા જ હોય એ હા હમ

હા સીખવા માટે મોકલીએ હા બરાબર હમ હ બરાબર છે બરાબર ના હું એને ચોક્કસ જરૂરથી અને થેંક્યું તમે મને કોલ કરવા માટે હા ઓકે થેંક્યું થેંક્યું સો મચ ટીચર ઓકે થેંક્યું બાય બાય